પાણીની સમસ્યા વિશે આમ તો વાત કરું તો જ્યારે હું નાનો હતો ત્યારે મને પાણીની સમસ્યાની બાબતે જો વાત કરું તો ઈ ટાઈમે જે પાણીના એર કઈ હતી કે પાણી જ્યાંથી મેન આવે છે એના વાવ તો ઈ ઘણાં દૂર હતાં અને ત્યાં સુધી પાણી ભરવા જાતું એટલી તકલીફ હતી બીજું નળ કનેકસન ન હોવાના કારણે ઘણી ઘર સુધી પાણી ન આવતું અને દૂર દૂર સુધી ભરવા જાતું મોટા મોટા બેડા હોય કે એમાં અને સાઇકલ ઉપર ઈ પાણી સારવામાં આવતું લાગત શેરીમાં બધાં ઈજ રીતે પાણી ભરતાં ઈ ટાઈમે અને મારા પપ્પાનું જે ગામ છે ઈ ગામમાં ઈ વખતે મચ્છુ ડેમ તૂટ્યો તો કે ઈ ટાઈમે એની પહેલાય દુકાળ પડ્યો તો ઈ વખત જ્યારે યાદ કરીએ તો એમ કહી શકીએ કે પાણી ઈ પાણીની સમસ્યાના કારણે જ ઘણું બધું ગામમાં જે પછી આમ ઘણું બધું નુકસાન થયું એમ અને અમારે ઈ ટાઈમે બે ગાયું હતી ઈ ગાયું એ વઈ ગઈ અને ઘરને ઈ બધુંય તહસ નહસ થઈ ગયું હતું અને ઈ પાછું બાંધ્યું એટલે અને પાણી પાણીના લીધે જ આમ કયો ગામમાં કે આ મચ્છુ ડેમ તૂટ્યો એમાં ઘણું બધું આખું મોરબીમાં ઈ પ્રલય જેવું કઈ હતી સમસ્યા એટલે પાણીના ઘન લીધે ઘણું બધું જીવ સૃષ્ટિ ઉપર પ્રભાવ પડ્યો આ બાબતે હું એમ કહી શકું